આ એક રેડીમેડ શટ મેં ખરીદ્યું છે કેમકે સીવડાવવામાં બહુ પ્રોબ્લેમ થાય છે અમુક વખતે દરજીઓ બરાબર સીવી નથી શકતા હવે રેડીમેડમાં અમુક શું છે મનગમતી વસ્તુ સારા ભાવમાં આપણને અમુક વખત મળી જતી હોય છે અને આ મેં એક શર્ટ લીધું છે અત્યારે ખૂબ જ સરસ છે કોટનમાં છે વેપારીએ મને જે રીતે કહીને આપ્યું એ જ રીતે એની ગુણવત્તા બી છે સારા ભાવમાં મળ્યું છે એનો કલર બી એક વખત ધોયું તો નથી ઉતર્યું અને એણે કીધું હતું કે કોટનમાં છે મેં પહેર્યું તો મને બહુ કમ્ફર્ટેબલ રહ્યું ગરમી પણ લાગતી નથી બહુ જાડું બી નથી ને બહુ પાતળું બી નથી મીડીયમ છે અને એણે કીધું કે તમારે વર્ષ એક સારું એવું ખેંચાઈ જશે અને એટલું આપણે ચાલે તો સારા ભાવમાં આપણને આ ભાવમા ક્યાં આટલું શટ મળે કોટનનું અને દેખાવ બી એનું લૂક બી બહુ સારું છે થોડી આછી એના પર ડિઝાઇન બી છે અને કલર બી ફાસ છે નીકળ્યું નથી અને ધોયું છતાં બી એની કોલિટી જળવાઈ રહી છે એ બહુ સારું છે